તમારા વિસ્તારની કેટલીક મુખ્ય જાહેર બેન્કો અને સહકારી બેન્કો આ છે જેમાંથી તમે લોન અથવા વીમા માટે પસંદગી કરી શકો છો એક બેન્ક ઓફ બરોડા આ ગુજરાતની સૌથી મોટી સરકારી બેન્કમાંની એક બેન્ક છે તે વિવિધ લોન સ્કીમ્સ જેમકે હોમ લોન બિઝનેસ લોન અને ગાડીની લોન તેમજ જીવન અને આરોગ્ય વીમા સુવિધાઓ પૂરી પાડે છે આ બેન્કની લોન દરો સ્પર્ધાત્મક હોય છે અને તેમાં લોન પ્રક્રિયા સરળ છે બે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક જીએસસી બેન્ક આ એક લોકપ્રિય સહકારી બેન્ક છે ખાસ કરીને નાના ધંધાઓ માટે સારી છે જો કે તેમાં સામાન્ય રીતે લોનની પ્રક્રિયા થોડી અલગ અને સાવચેતપણે કરવામાં આવે છે સહકારી સહકારી બેન્કો સ્થાનિક અને રિજનલ સમુદાય માટે વીમા સેવાઓ પણ આપે છે ત્રણ બંધન બેન્ક આ ખાસ કરીને લઘુ અને મધ્યમ વ્યવસાયો માટે લોન આપવા માટે જાણીતી બેન્ક છે તેની ખાસ લોન સ્કીમ્સ અને જીવનવીમા સેવાઓ છે જે સુરક્ષિત ગણવામાં આવે છે બેન્ક પસંદ કરતી વખતે લોનના વ્યાજદરો લોન પ્રક્રિયાની સરળતા અને ગ્રાહક સમર્થન જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે